હું મારા મિત્રો અને પરિવાર સાથે હિલ સ્ટેશન પછી ઈમેજીકા જેવી રાઈડવાળી જગ્યા અને ઘણી બધી જગ્યાએ જવાનું પસંદ કરું છું અને ચોમાસામાં હું ઝરણા પાસે જેમ કે બિલપુડી ધોધ ધોધ વગેરે ઘણી બધી જગ્યાએ જવાનું પસંદ કરું છું કારણ કે ત્યાં મને ઘણી મજા આવે છે મિત્રો સાથે જઈને ત્યાંનું હવામાન જોઈ અને ત્યાં ખુલ્લા હાથ કરીને હવા લેવાની ઘણું ગમે છે મને અને ત્યાં જઈ મિત્રો સાથે ઘણું બધું જમવાનું અને મેગી લઈ જઈને ત્યાં બનાવીને જમવાની ઘણી મજા આવે છે હું મારા ઘણા બધા મિત્રો સાથે ધોધ જોવા ગઈ હતી અને ત્યાં મેં અમે ઘણી બધી મેગી અને ખીચડી પણ બનાવી હતી અમે ત્યાં જ લાકડા અને ચૂલો બનાવ્યો હતો અને ત્યાં જ સળગાવીને અમે મેગી બનાવી હતી મેગી બહુ સરસ બની હતી અને અમને અમારા મિત્રો સાથે ત્યાં મેગી ખાવાની પણ ઘણી મજા આવી હતી અને ઇમેજીકા જેવી રાઈડવાળી જગ્યા પર જવાનું પણ અમને ગમે છે કારણ કે અમે ત્યાં ઘણા બધા મિત્રો સાથે ઘણી બધી રાઇડમાં બેસીએ છીએ અને ઘણી બધી રાઇડમાં બધા મિત્રો સાથે બેસવાની બહુ જ મજા આવે છે અને ત્યાંની રાઈડ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ અને બહુ મજેદાર હોય છે એકવાર ઈમેજીકા પાછું જવાનો વિચાર છે અને ઘણા મિત્રો સાથે ત્યાં મજા કરવાનો પણ વિચાર છે ત્યાં રોલર કોસ્ટર જેવી ઘણી બધી રાઇડ છે બહુ બધી રાઈડોમાં અમે સાથે બેસીએ છીએ અને પરિવાર સાથે પણ અમે ઘણી બધી મંદિરો જેવી જગ્યાઓ પર જઈએ છીએ પરિવાર સાથે અમને મંદિરે જવાની ઘણી મજા આવે છે અને પરિવાર સાથે મેળામાં જવાની પણ ઘણી મજા આવે છે મેળાઓમાં પણ અમે ઘણી બધી ચકડોળોમાં પણ બેસીએ છીએ અને મમ્મી પપ્પા અમને ઘણી બધી વસ્તુઓ પણ લઈ આવે છે એ માટે અમને પિકનિક પર જવાનું અને ફરવાનું ઘણું ગમે છે મિત્રો સાથે તો બહુ જ ગમે છે મિત્રો સાથે મજા કરવાનું પણ બહુ ગમે છે નવી નવી જગ્યા ઉપર એન્જોય કરવાની તો ઘણી જ મજા આવે છે